જેમકે સુરતમાં ડુમસ જે મારા ઘરથી સત્તર અઢાર કિલોમીટર જેવું થાય છે ત્યાં ફરવા માટે દરિયાકિનારો સારો છે ત્યાં બોટિંગ ને એવું બધું થાય છે ઘોડે સવારી થાય છે બાઈક રાઇડિંગનું પણ છે ત્યાં ફરવા માટે લોકો નાના નાના છોકરા સાથે ફેમિલી દર રવિવારે શનિવારે જાય છે રજાના દિવસે ખૂબ સારી જગ્યા છે ફરવા માટે અને એના પછી બીજી જગ્યા છે અમારે સુરતથી સો કિલોમીટરની આસપાસ છે જેને સાપુતારા કહેવાય છે સાપુતારામાં પણ ખાસ્સી જગ્યાઓ છે જેમકે તેમાં સનરાઈઝ સનસેટ વગેરે જોવા માટે બહુ સારી જગ્યા છે અત્યારે વરસાદમાં તમે જાવ તો વરસાદમાં તમને ફરવાની પણ સારી મજા આવે ત્યાં તમને વોટરફોલ જોવા મળે ત્યાં ઉપરથી જ જેમ કે અમારા સુરતની આજુબાજુમા અંબિકા નદી પણ છે તે ઉપર સુરતથી આપણે શું કહેવાય સાપુતારા સાઇડથી આવે છે તે નદી પણ ખાસ્સી લાંબી છે અને તે વોટરફોલ તરીકે પણ કોઈપણ જગ્યા પરથી વચ્ચેથી આવે છે અને ફરવા માટે સારી જગ્યાઓ પણ છે જેમ કે ત્યાં અત્યારે ટુરિસ્ટ સ્થાન જ છે એવી રીતે અહીંયા સુરતમાં જે ડુમ્મસ છે તેમાં અત્યારે ટુરિસ્ટ સ્થાન તો ન કહેવાય પણ સરકારે એના માટે કંઈ કરવું જોઈએ જેમાં લોકો બહારથી પણ આવીને અહીંયા ફરી શકે અને અને સોશિયલ મીડિયા તરીકે જાહેર પણ કરી શકે કે તમે અહીંયા આવીને સારી જગ્યાઓ ફરી શકો